મારા મનપસંદ રેસ્ટોરન્ટમાંથી અલગ અલગ ખાદ્ય પદાર્થના નામ છે ઈટાલિયન ભોજન જે મને માર્ગરેટા પીઝા સ્થળ છે અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટ લાપીનોઝ પીઝા બીજું છે મેક્સીકન ભોજન જેમાં મને ટાકોસ પસંદ છે સ્થળ અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટ સાલસા મેક્સીકન અને પછી છે ચાઇનીઝ ભોજન જેમાં મને મન્ચુરિયન પસંદ છે સ્થળ અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટનું નામ છે માઈન લેન્ડ ચાઈના પછી મને ઇંડિયન ભોજનમાં બટર ચિકન ભાવે છે જે સ્થળ છે ગુજરાત રેસ્ટોરન્ટ છે ગ્વાલીઆ